હું નંદિની નંડેલ બોલું છું અને અમારા સોસાયટીની આજુ બાજુ એટલો કચરો થઈ ગયો છે એટલો કચરો થઈ ગયો છે કે પંદર વીસ દિવસથી તો કોઈ સાફ કરવા આવતું જ નથી હું કેટલી વાર નગરપાલિકામાં જઈને કહું છું કે તમે મારો કચરો સાફ કરી નાખો પર એ લોકો પંદર વીસ દિવસથી તો આવતા જ નથી ઘરમાં નાના નાના બાળકો છે તો એ બીમાર પડી જાય અને કચરામાંથી કેટલી વાસ ગંદી ગંદી આવે બધા કચરા બધા કચરા એક સાથે નાખી દે અને પછી ડસ્ટબીન પણ નથી મ મૂકી છે તો એ કચરો હું થોડી સાફ કરવાની એ તો જે કર્મચારી આવે એને જ સાફ કરવું પડે ને એટલે હું નગરપાલિકામાં બી કેટલી વાર ગઈ ને કહ્યું છું હું ફોન પર પણ મારું છું કે તમે આવી ને કચરો સાફ કરી નખો પર એ લોકો સાફ જ નથી કરતા એટલે હું પછી નગરપાલિકામાં ગઈ ગ્રામપંચાયતવાળા કામ નથી કર્યું હું નગરપાલિકામાં ગઈ અને ત્યાં પણ અરજી આપી કે તમે અમારી સોસાયટીમાં આવીને કચરો સાફ કરી જાવ પણ એ લોકો સાફ કરતા નથી એટલે હું હવે આગળ પગલાં ભરવાની છું અને હું તે આગળના અધિકારીઓ ઉપર કમ્પ્લેઇન્ટ કરવાની છું કે તમે અમારી સોસાયટીમાં પંદર વીસ દિવસથી કચરો સાફ થતો નથી એટલે તમે કર્મચારીને મોકલો અને સાફ કરો અને એ અધિકરીઓ કામ ઘડી પગલાં ભરશે નહીં તો એ લોકોને પછી દંડ ભરવામાં આવશે એ લોકો ભરશે દંડ અમારી સોસાયટીમાં કચરા બધા ભેગા થાય પછી તાં મચ્છર મચ્છરનો પેલું ઉછેર થાય એટલે પછી નાના બાળકો બીમાર પડે અને તે દવાખાના લઈ જવું પડે પછી તેના પાછા પૈસા કાઢવા પડે હવે દર દર વખત દવાખાનામાં જાવાનું સારું નઈ કહેવાય બાળકો બીમાર પડે છે પણ સારું નહીં કહેવાય અને હું કેટલી વાર કમ્પ્લેઇન્ટ કરું પણ એ લોકોનું કામ કામ જ નથી કરતા એ બધું કામ કંઈ અમે કરવાના અહીંયા અમારી સોસાયટીની આજુબાજુ ગટરો પણ ખુલ્લી છે તે ગટરોમાંથી કેટલા મચ્છર પાકે તે મચ્છર બધા ઘરમાં આવે ઘરમાં પણ બીમારી થાય હવે ગટર સાફ કરવા ગટર થોડી અમે સાફ કરવાના વરસાદ પડે તો વરસાદમાં બધું પાણી એકદમ ભરાઈ જાય અને તે પાણીનો નિકાલ પણ નહીં થાય પાણીનો નિકાલ નહીં થાય એટલે પાણી બધું ભેગું થાય અને તેમાં મચ્છર પાકે મચ્છર બધા ઘરમાં આવે એ બધું સાફ હોવું જોઈએ અમે અમારા ઘરમાં સૂકો કચરો અને ભીનો કચરો પણ અલગ અલગ જ નાચી નાખીએ છીએ સૂકા કચરા અને ભીના કચરાને સાથે ભેગા નથી કરતા અને ગાડી આવે છે તો તેમાં અમે કચરો સવાર સાંજ નાખી દઈએ છીએ